હેલો હા તમે એરલાઈન્સ શેની દુકાનમાંથી બોલો છો તો અમારે દિવાળીમાં લગ્ન છે તો કપડાં ખરીદવાના છે તો કપડાં આવ્યા છે કે હા તો હ મંડપને બધું ત્યાંથી મળી જશે ને તો કઈ તારીખે લેવા આવું મેં હા હમ હા હા આવી જાઓ હમ હા હા આવી જાઉં હમ્મ થેન્કયુ હા હા હા થેન્કયુ